હાં મને ઘરની બહાર રમવાનું બહુ જ ગમે છે કારણકે હું આખો દિવસ શાળાએથી આવું છું અને પછી મને રમીને મારા મનને શાંતિ મળે છે હું જ કોલેજમાં આખો દિવસ ભણું છું અને ત્યારબાદ રમીને હું મારુ મગજને ફ્રેશ કરું છું તેથી મને રમવું ખૂબ જ ગમે છે અને રમવાથી આપણા આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે